હું એક દિવસ મારી બહેનપણીના જન્મદિવસમાં ગઈ હતી તે વખતે મારી બેહેનપણીએ એક જીન્સ અને ટીશર્ટ પહેર્યું હતું તે જીન્સ અને ટીશર્ટ એટલું સરસ હતું કે મને પહેલી જ વખતે જોતામાં જ એ પસંદ પડી ગયું હતું તો મેં એને પૂછ્યું કે તે આ જીન્સ અને ટીશર્ટ ક્યાંથી ખરીદ્યું તો તેણે મને કહ્યું કે મેં આ જીન્સ ટીશર્ટ ઓનલાઈન ખરીદ્યું છે તો મેં પણ ઘરે આવીને ઓનલાઈન ચેક કર્યું તો મને પણ એવું જ સેમ જીન્સ ટીશર્ટ ઓનલાઇન મળી રહ્યું તો મેં પણ મગાવ્યું અને જયારે તે જીન્સ ટીશર્ટ મને મળ્યું ત્યારે તે ટીશર્ટનો કલર અને ડીઝાઇન ખૂબ જ સરસ હતાં અને તે જીન્સનું ફિટિંગ પણ મને એકદમ સરસ આવી ગયું હતું તો મને આ જીન્સ અને ટીશર્ટ ખૂબ જ ગમ્યાં આ મેં ઓનલાઈન પહેલી જ વખતે કોઈ વસ્તુ મગાવી હતી પણ મેં સારું કર્યું કે મેં આ ઓનલાઈન વસ્તુ મગાવી કારણ કે આ ઓનલાઈન જીન્સ અને ટીશર્ટ મગાવવાનો અનુભવ મારા માટે ખૂબ જ સરસ રહ્યો હતો